ગામળામાં વીજળીની વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે જેમાં ખેતીનો પણ સમાવેશ થાય છે અહીં કેટલાક મુખ્ય ઉપયોગો છે એક સાક્ષર વનસ્પતિઓ માટે વીજળી દ્વારા ચાલતા પંપ અને સિસ્ટમનો ઉપયોગ કરીને પાક માટે પાણી આપવામાં આવે છે આ રીતે બાફ અને ટપક સિસ્ટમ માધ્યમથી યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવે છે બે શાક ભાજી અને ફળોની શીતલ ક્ષમતા વીજળી આધારીત શિતકો અને રેફ્રીજરેટરનો ઉપયોગ કરી તાજા પાકને લાંબા સમય સુધી તાજું રાખવામાં મદદ મળે છે ત્રણ વીજળી આધારિત સાધનો વિવિધ ખેતરીક સાધનો જેમકે કોંબાઇન હારવેસ્ટ પાવર ટેરો વોટર પંપ અને વીજળી આધારિત ખેતરીય મશીનરી જે ખેતીના કામોને વધુ સુવિધાજનક બનાવે છે ચાર પરિસંસ્કૃતિ વીજળીના ઉપયોગથી નેટ મીટર શેડ્સ અને લાઇટિંગ સિસ્ટમ ઊભી કરીને પાકના સંરક્ષણ માટે ઉપયોગ થાય છે જેમકે જીવાત અને પશુઓથી બચાવ માટે પાંચ મશીનરી માટે વીજળી વિભિન્ન ખેતરીય મશીનરીને કાર્યરત રાખવા માટે જેમકે મસાલા પીસવાની મશીન લેટર વગેરે વીજળીનો ઉપયોગ થાય છે આ રીતે વિજળી ખેતરીય કાર્ય ક્ષમતા વધારવામાં અને કુલ ઉજાગર લાવવા માટે ઉપયોગી બની શકે છે